હેલો હા જય મહારાજ શું કરે તમારી તબિ છોકરીની તબિયત સારી છે હા દવા લાવ્યા હા બે દિવસથી સ્કૂલે નથી આવતી ને એટલે હા અને તમારી છોકરી બહુ ધમાલ કરે છે સ્કૂલમાં એને થોડુંક શીખવાડજો અને ટોઇલેટ બી વારંવાર જાય છે હા હા અને તમારી ઘરે આવે તો પણ એ મને બહુ ગમે છે હમ્મ અને એને નાસ્તામાં છે ને થોડો હળવો અને ગરમ નાસ્તો આપજો અને એને છે ને એકડ એક લખતા શિખવાડજો થોડો ક ખ કરતા શીખવાડજો અને એની પેરેન્ટ્સ મીટિંગ હોય ને ત્યારે આવજો જરૂરથી અને તમારે એના જેવું કેવા બીજું એ ઘરે આવીને કહે છેને બધું હં હા મેડમે બધું ગવડાવ્યું બધું કે છે ને થાય છે ને હા ના એતો બહુ ધમાલ નથી કરતી પણ કોઈક દિવસ ધમાલ કરી શકે એમ બધા છોકરાંના ભેગું હા

કશું બી હોય ત્યારે કાનો બનાવીને મોકલજો હા ચલો જે જેસી કૃષ્ણ જય માં